ગુજરાતનાં પરંપરાગત નૃત્યો આમ તો ઘણાં બધાં છે જેવાં કે ગરબા આદિવાસી નૃત્ય ટીપ્પણી નૃત્ય એવાં અનેકો નૃત્યો છે એમાં ગરબા સૌથી વધારે મોખરે છે અને ગરબાની વાત કરીએ તો વલસાડમાં પારનેરામાં અંબિકા ચંડીકા દુર્ગા જી મહાકાળી જી એ બિરાજમાન છે ત્યાં દર નવરાત્રી એ ખૂબ જ મોટો ઉત્સવ થાય છે અને લોકો લોકોનાં ટોળાંઓ ખૂબ જ ઘણાં મોટા પ્રમાણમાં ઉમટી આવે છે અને કહેવાય છે કે આઠમના દિવસે જે ત્યાં કાલિકા માતાનું મંદિર છે એની અંદર કાલિકા માતા બિરાજમાન છે એ પોતે બહાર આવે છે અને એને જોવા માટે કાલિકા માતા ને જોવા માટે ઘણાં બધાં લોકો ઉમટી પડે છે અને એમના દર્શન લઇને ખૂબ ધન્ય થાય છે અને એ પછી આવે છે નવસારીમાં સુરતમાં આશાપુરા માતાજીનું મંદિર એ પણ ખૂબજ લોકપ્રિય મંદિર છે અને ત્યાં પણ ગરબા ખૂબ જ હર્ષ ઉલ્લાસથી થાય છે ગરબા એટલે ગુજરતીઓનું સૌથી મોટું તહેવાર ઉત્સવ કે જેઓ ખૂબ જ ઉમળકાથી ઉજવે છે ત્યાંથી ચાલતા જઈને અંબાજી ગબ્બર ગોખના ખૂબ જ સરસ માતાજીના દર્શન થાય છે અને માતાજીના ગરબા ખૂબ જ હર્ષઉલ્લાસથી ગવાય છે ત્યાંથી ચાલીએ આપણે પાવાગઢ જઈએ તો પાવાગઢમાં પણ અંબા માતાનું ખૂબ મોટું મંદિર છે અને ત્યાં સાક્ષાત માતાજી બિરાજમાન છે અને ત્યાં પણ ખૂબ જ સરસ ગરબા નૃત્ય થાય છે ત્યાંથી જઈએ તો ટીપ્પણી એ પણ ગુજરાતનો ખૂબ જ મોટું લોકનૃત્ય છે જે ખેડૂત લોકો જ્યારે વાવણી કરીને એનો પાક લણી લે છે તો જમીનને સરખી કરવા માટે એ લોકો જે ટીપે છે એને ટીપ્પણી કહે છે તો બધાં જ એક જ હરોળમાં એકબીજાના ખભેખભા મિલાવી અને નૃત્ય કરે છે એ લોકોનું જે ટીપ્પણીનું જે સાધન આવે એને લઈને એ લોકો નૃત્ય કરે છે જે જોવામાં ખૂબ જ હાલાદક લાગે છે અને એ લોકો જે સારો પાક થાય આવતા વર્ષ માટે એમના માટે એ પ્રાર્થના પણ કરે છે કે આ ધરતીમાતા તમે આવતા વર્ષ પણ આટલો સરસ પાક અમને આપો એવી રીતના એ લોકો ટીપ્પણી નૃત્ય કરે છે જે જોવામાં ખૂબ જ સરસ લાગે છે અને આદિવાસી નૃત્ય એ પણ ખૂબ જ સરસ હોય છે એટલા સરસ એ લોકો વાંસથી બનાવેલા કપડાં કપડાં પહેરે છે અને વાળોમાં ખૂબ જ નાની નાની લાકડી નાખી ને જે નૃત્ય કરે છે જે જોવામાં ખૂબ જ સરસ લાગે છે ત્યાંથી ચાલીએ આપણે

એમ તો ઘણાં બધાં નૃત્યો છે ગુજરાતના પણ સૌથી મોખરે છે ગરબા ગરબા અવે તો થોડું વધારે પડતું નવીનતા આવી છે એમાં પણ અસ અસલ જે જ્યારે ગરબા બધા ગરબા કરતાં જૂના જમાના ના એ ગરબાનું થોડું વધારે મહત્વ જે આજકાલની પેઢીઓ ભૂલી ગઈ છે તો જૂના જમાનામાં જ્યારે ગરબા કરતાં ત્યારે સ્ત્રી હોય પુરુષ હોય બધાં સાથે મળીને વાજિંત્રો લેતા જેમકે ઢોલક છે હાર્મોનીમ છે થાળી છે વેલણ છે થાળી અને વેલણથી વગાડી પણ એ લોકો ગરબામાં તાલ પુરાવતા હતા અને પોતે ગરબા લખીને એ ગરબાને ગાતાં હતાં અને એ બે તાળીના ગરબા ત્રણ તાળીના ગરબા એ જોવાના ગાવાના અને દરેક ગરબાના મતલબ સાથે ના જે વાક્ય હતા અને જે શબ્દ હતા એ આજે થોડા વિસરાય જઈ રહ્યા છે તો એને થોડું આપણે વધારે પ્રાધાન્ય આપીને એ જે આપણી જૂની સંસ્કૃતિ વિસરાઈ જતી હોય તેને આપણે થોડું આગળ લાવવાનો પ્રયત્ન કરીએ બાકી ગુજરાતમાં સર્વ મોખરે તો ગરબા ખૂબ જ લોકપ્રિય છે